આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી નૅગેટિવ પરિણામ પણ મળી શકે છે કારણકે આ પ્રૉડક્ટ કેવી રીતે વાપરવી તેની મીટિંગ પણ હોય છે તેથી તે મીટિંગ અટેન્ડના કરીએ અને આ પ્રોડક્ટ વાપરીએ તો તેનો ગેરલાભ પણ થાય છે જેમ કે પ્રોટીન પાઉડર દિવસમાં કેટલી ચમચી લેવો જોઈએ તેની મને શરૂઆતમાં જાણ ન હતી તેથી હું તેની માત્રા વધારે કે ઓછી પ્રમાણમાં લેતો તેની અસર તેથી શરીર ઉપર જણાતી ન હતી તેથી મારું વજન શરૂઆતમાં આ પ્રોડક્ટ લેવાથી વધી પણ ગયું હતું પણ તેની યોગ્ય મીટિંગ અટેન્ડ કર્યા પછી તેની નૅગેટિવ અસર ધીરે ધીરે ઓછી થઈ ગઈ આમ યોગ્ય જ્ઞાન વગર પ્રોડ્કટનો ઉપયોગ કરવાથી મને તેની આડઅસર થઈ હતી